હું ઢોલરા ગામમાં રહું છું મારા ગામમાં આરોગ્ય કેન્દ્રની સગવડ નથી જેથી કરી અમારે અહીંથી પાંચ કિલોમીટર દૂર સાપર ગામ છે ત્યાં જાવું પડે છે અથવા અહીંથી રાજકોટ અમારે આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા માટે જાવું પડે છે રાજકોટમાં તો ખૂણે ખૂણે આરોગ્ય કેન્દ્ર આવેલા છે સિવિલ હોસ્પિટલ મોટી આવેલી છે ગવર્મેન્ટની અને ત્યાંની ટ્રીટમેન્ટ બધી સારી છે ગમે તે દર્દ હોય ત્યાં બધું સક્સેસ થઈ જાય છે અત્યારે તમને ખ્યાલ હોય તો ત્યાં એમ્સ હોસ્પિટલનું પણ નિર્માણ કર્યું છે ત્યાં પણ ઘણી સારી સગવડ મળે છે તો ઘણા દર્દી ત્યાં જાય છે